હલ્લો હા

હા બોલો મેડમ હા બોલો બોલો હવે મેં તમને આગળ એક ફોન કર્યો હતો અમારે અમારે છેને અત્યારે અમે એક આ ગોળ બનવાનું કારખાનું નાખ્યું છે તો તમારી પાસે શેરડી છે શેરડી તમે બનાવેલી છે કેટલી શેરડી છે તમારી હા તો તમે જે હા તો તમે જે સુગર ફેક્ટરીમાં આપો છોને તો એ લોકો તમને વર્ષે પેમેન્ટ કરે અને હફતે સિસ્ટમમાં પેમેન્ટ કરે છે અમે છેને પેમેન્ટ સાથે આપીશું તમે શેરડી અમારા કારખાને મોકલાવો અમારા મજૂર આવશે કટિંગ કરશે અને અમારે તો છેને અહિયાં રસનું કોલુ છે એમાં અમે આ તમારી શેરડી જે આવેને એ અહિયાં કટિંગ કરીને એને પ્રોસેસ કરીને આ અમે ગોળ બનાવીએ છીએ અને ગોળ બધાં બહાર દેશોમાં સપ્લાય કરીએ છીયે તો તમારે આ શેરડી આપવી હોય તો અમારે આ તમારી શેરડી ખરીદવી છે આ તમારી જે સુગર ફેક્ટરીમાં જે મળે ને એ જ ભાવ અમે આપીશું તમને વધારે તો નહીં અપાય મેડમ કેમ કે અમે પૈસા છેને એકીસાથે આપીયે અમે પૈસા હફતે નથી આપતા અમે પૈસા તમારી શેરડી તમારા ખેતર અમારા કારખામાં પહોંચી જાયને એટલે તમારું પેમેન્ટ તાત્કાલિક અમે પૂરું કરી દીઈએ તો તમારી બે વીઘામાં જેટલી હોય એટલી બધી ખરીદી લઈશું ઓકે ઠીક છે